હા સર દિલ્લી એરપોર્ટથી બોલો છો હવે મારે છેને એક ફ્લાઇટ બૂક કરાવાની હતી હવે મારે દુબઈની ફ્લાઇટ બૂકિંગ કરાવવી છે તો હવે જણાવવાનું એવુ છેકે મારે લગભગ છેને આ ઓગસ્ટ ચાલેને ઓક્ટોબર સુધી મારે જવાનું છે એક એકચ્યુલી મારે ટ્રીપ જ છે એમનેમ ફેમિલી સાથે ફરવાની એટલે કોઈ પ પર્ટીકયુલર ડેટ નથી પણ મને તમે વેઈટિંગ ના હોય ને કમ્પલેટ સેફલી તમે જઈ શકીએ આમ એવી કોઈ ડેટ અને શું પ્રાઇસ છે મને જણાવશો

બરોબર છે બરોબર હા હા હા એકચ્યુલી મારે તો હું આણંદમાં રહું છું મારે નજીક અમદાવાદ પડે એવું છે પણ તમે મને પ્રાઇસ કહો એ પ પછી હું નક્કી કરું કે મારે અમદાવાદથી લેવી કે પછી દિલ્લીથી લેવી ફ્લાઇટ એની

બરોબર હા પણ સસ્તી કઈ પડે આપણે અમદાવાદથી કે પછી દિલ્લીથી બરોબર છે હા હા હા હા

ઓકે બરોબર છે અને એકચ્યુલી શું પ્રાઇસ હોય છે ટિકિટની બરોબર એ પછી તમે જે ક્લાસમાં કરો એ ક્લાસમાં રાઇટ બરોબર છે અને કઈ કંપનીની હશે ફ્લાઇટ એવું કંઈ ખ્યાલ ખરો તમને કઈ કંપનીની કઈ કંપનીમાં લેવું સારુ એમ કઈ ફ્લાઇટ લેવી સારી આપણે દુબઈ માટે આપણે એમિરેટ્સ છે એમાં જવાયને બરોબર છે અને એમાં ફૂડ ને બધું ઇન્ક્લુડેડ આવે છે બરોબર છે અને ટાઇમિંગ કેવો રહેશે આપણો અમદાવાદથી લાઇક બેસીએ તો કેટલા ટાઇમમાં પહોંચાડે આપણને

ઓકે ઓકે સર વાંધો નહીં થેન્ક યૂ માહિતી આપવા બદલ થેન્ક યૂ